હેલો હું પરમનેન્ટ સરનામાના તાત્કાલિક સુધારા વિભાગમાં વાત કરી રહ્યો છું નમસ્કાર મારું એનપીએસ અકાઉન્ટ સબંધિત મહત્ત્વપૂર્ણ પત્ર પ્રાપ્ત કર્યું છે પરંતુ તે મારા જૂનાં સરનામે છે મેં હમણાં મારું ઘરનું સરનામું બદલ્યું છે અને હું વિનંતી કરું છું કે મારા પરમનેન્ટ સરનામાને તરત જ સુધારવામાં આવે મારી માહિતી આ પ્રમાણે છે મારું નામ રિશિત અમિતસિંહ વિહોલ એનપીએસ નંબર એનપીએસ એકાઉન્ટ નંબર વન ટુ થ્રી સેવન એટ ફોર સિક્સ વન ટુ ઝીરો સેવન ફાઇવ એટ નાઇન છે જૂનું સરનામું મારું નેક્ષસ ફોર સી ફોર ઝીરો વન કોકરણ મંદિરની નજીક ઉત્તરસંડા રોડ નડિયાદ થ્રી એટ સેવન સેવન ઝીરો ઝીરો વનમાં છે મારું નવું સરનામું નેક્ષસ થ્રી સી વન ઝીરો થ્રી કોકરણ મંદિરની નજીક ઉત્તરસંડા રોડ નડિયાદ થ્રી એટ સેવન ઝીરો ઝીરો વન છે હું આશા રાખું છું તમે આ કાર્ય જલ્દીથી પૂર્ણ કરશો આ કાર્યની ચકાસણી માટે મારો પી આર એ એન નંબર થ્રી એટ સેવન ઈ ડી વન ઝીરો વન ઝીરો સેવન છે આભાર